હું હગ આધ્યાત્મિક ગુરુ તરીકે પરમ પૂજ્ય મોરારી બાપુ જેઓ સૌરાષ્ટ્ર મહુઆના વતની છે જેઓ રામકથા દ્વારા ઘણા વરસોથી રામકથા દ્વારા લોકોને આધ્યાત્મિક જ્ઞાન સમજણ આપે છે જેઓની કથા કોઈ પણ એરિયામાં સાત દિવસની હોય છે અગિયાર દિવસની હોય છે નવ દિવસની હોય છે અને એમની કથા ઓલ ગુજરાત ઓલ ઈન્ડિયા તેમજ વિદેશોમાં પણ થતી હોય છે અમે બધે તો નથી ફરી શકતા પરંતુ ટીવીના માધ્યમથી એમની કથાઓ સાંભળતા હોઈએ છીએ

એનું રસપાન જ્ઞાનનું રસ લેતા હોઈએ છીએ મોરારી બાપુ રામકથા દ્વારા અનેક લોકોના જીવનનો ઉદ્ધાર કરે છે તેઓ પોતે કોઈને શિષ્ય તરીકે નથી બનાવતા પરંતુ લોકો જો પોતે એમના જ્ઞાનથી પ્રેરાઈને પોતે જ તેમને ગુરુ તુરીકે સ્વીકાર કરી એમને ગુરુ માને છે અને એમના વચનો રામકથાના વચનો દ્વારા એમને પોતાનું જીવન ઉદ્ધાર કરવાનું ત ભક્તિ લાઇનમાં જોડાવાનું કામ કરે છે ને એમની રામકથામાં હજારોની સંખ્યામાં માણસો વસ્તી હોય છે જ્યારે બીજા મધ્યપ્રદેશના શિહોર ના શિવકથા વાંચક છું ગુરુ શ્રી નામ ભૂલી ગયો છું એમની કથા પણ હું ઘણી વાર સાંભળું છું અને તેમાં શિવ ભક્તિ શિવની કે રીતના આરાદવા કઈ રીતે અનથયું એ બધું તેઓ શિવકથામાં કહેતા હોય છે એઓ બરોડા પણ કથા કરી ગયા છે પાવાગઢ પણ કરી ગયા છે શિવ આરાધના માટેના ઘણા બધા ઉપાયો તેઓ દર્શાવતા હોય છે બોલતા હોય છે ને હવે એ પણ કરતા હોય છે અને અમારા સ્થાનિક ગુરુ દ્વારા પણ આધ્યાત્મિક ઘણું બધું જ્ઞાન મળતું હોય છે સામાન્ય જીવન જરૂરી જીવનમાં ઉતરે એવું અમે આધ્યાત્મિક જ્ઞાન લેતા હોઈએ છે